હા બોલો હા બોલો હા હવલદાર સાહેબ બોલું છું બોલો હા સર બોલો

એવું છે તો પછી તમે એમનો કંઈ પ્રૂફ લીધો છે એમનો ફોટો કે કઈ કઈ જગ્યા પર થયું તમારી સાથે આ બનાવ એવો ટોલ ના ટોલ નાકા પાસે તો શું તમને ખબર છે કે કઈ બાઈક નંબરવાળો તમને અથડાવી ગયો છે તમારી બા ગાડી નંબર શું છે

નથી ખબર તો સારુંં આપણે ટોલનાકા પર જઈને સીસીટીવી કેમેરા ચેક કરીશું અને શોધખોળ કરીશું કઈ બાઈકવાળો તમને અથડાવાની કોશિશ કરી અને સિગ્નલ તોડી એની આપણે તપાસ કરીશું પછી એના પર એક્શન લઈશું હં પછી બોલો બીજું સારું સારું સારું કમ્પ્લેન લખી લઈશું